હું કંઈક ઘરમાં જે થોડાક થોડાક જે શાકભાજીઓ હોય અને ચોખા હોય તો એની હું ફટાફટ બિરયાની બનાવી દઉં છું